મયંક સર હું ગુજરાતી છું હું જ્યારથી પણ મારો જન્મ પણ ગુજરાતી ગુજરાતમાં જ થયો છે હું જ્યારે પ જ્યારથી ગુજરાતમાં જન્મી છું ત્યારથી અત્યાર સુધી ગુજરાતી લેન્ગ્વેજની અંદર જ બહુ પ્રભુત્વ રાખ્યું છે ગુજરાતી જ્યારે હું નાની હતી ત્યારે મને ગુજરાતી લખતા વાંચતાં કે બોલતા પણ આવડતું નહોતું પણ એ ગુજરાતી લેંગ્વેજ જ્યારથી હું શીખી છું ત્યારથી અત્યાર સુધી મને ગુજરાતી લેંગ્વેજ પર બહુ જ પ્રભુત્વ આવી ગયું છે પણ બિલ્કુલ તકલીફ પડતી નથી અમુક વાર તકલીફ પડે પણ ક્યારે કે જ્યારે અમુક શબ્દ એવા આવી જાય તો મારે કશે કોઈની હેલ્પ લેવી પડે પણ જ્યારે નાની હતી ત્યારથી મને લખતાં વાંચતાં કશું જ આવડતું નહીં હતું ને હું પહેલું શીખી ત્યારે હું ગુજરાતી જ શીખેલી હતી ક પેલો પેન્સિલ જે મેં પકડી તે મેં પેલા ક કમળનો ક અ આ ઇ ઈ ઉ ઊ ઋ ઉ એ ઐ ઓ એો અઃ પછી હું શીખી ક થી કમલથી લઈને જ્ઞ સુધી તો ક ખ ગ ગ ચ છ જ ઝ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ ડ ધ ન ત થ પ ફ બ ભ મ ય ર લ વ શ હ ળ ક્ષ જ્ઞ પછી એના પછી મને કાના માત્રા શીખવવામાં આયવા જ્યારે હું સ્કૂલે જતી હતી તો મારી આજુ બાજુના સરાઉન્ડીગ પણ ગુજરાતી જ હતું અમે રહીએ છે તે સરાઉન્ડીગ પણ ગુજરાતી જ છે અને જ્યારે હું પહેલી વાર સ્કૂલે ગઈ ત્યારે ટીચરે પણ જે બારક્ષરી શીખવી પછી કવિતાઓ શીખવી ઉખાણા શીખવા એ પણ બધું ગુજરાતીમાં જ શીખવું છે પણ એટલી સરસ ગુજરાતી લેંગ્વેજ કે આપણને ઉખાણા ને બધું પણ બોલીએ તો એટલી મજા આવે સુવાક્ય સ્કૂલમાં તો ભણતા તો સુવાક્ય પણ લખવાના હોય તો હું પહેલા જ બોર્ડ પર લખી દેતી હતી સ્કૂલમાં સમાચાર બોલવાના આવે પ્રાર્થના કરવાની આવે પ્રાર્થના પછી સમાચાર બોલવાના આવે સમાચાર બોલીએ તો તે પણ ગુજરાતી પેપર લઈને વાંચતાં વાંચવાના હોય છે તો એ પન એટલું સરસ સરળ ગુજરાતી ભાષાઓ હોય છે પછી એ ગુજરાતી લેંગ્વેજ હું મારા જીવનમાં આગળ આગળ ગઈ તો આઠમા નવમામાં તો એટલું બધું આમ મહાવરે સુવાક્ય ઉખાણા આ બધાનું તો એટલું બધું કે પેલેથી છેલ્લે સુધી જે ગુજરાતી ઓપોઝિટ વિરોધી પર્યાય શબ્દ શબ્દાર્થ ક્વેશન આન્સર ટીચર પહેલાં મને જ ઊભી કરે કે ભાઈ તમે ચાલુ કરો આગળ વાંચનમાં પણ ગુજરાતી વાંચવાનું હોય એટલું સરળ લાગે કે ટીચર પહેલાં જ પૂછે કે ચલો કોણ વાંચે છે તો હું પહેલી જ ઊભી થાઉં કે ચલ લાવ આ બહુ જ સારું છે ગુજરાતી વાંચવાનું પણ સરળ છે અને લખવાનું પણ સરળ છે પણ લખવામાં આપને કાના માત્રા અને ફૂલ સ્ટોપ વિરામ ચિહ્નો પ્રશ્નાર્થ ચિહ્ન કૉમા એ બધાનું બહુ જ ધ્યાન રાખવું પડે કેમ કે એની અંદર પણ એનાથી જ આપને ક્વેશ્ચન સવાલ શું છે જવાબ શું છે એ બધું આપને ખબર પડે ગુજરાતી લેન્ગ્વેજની અંદર વ્યાકરણ પણ એટલું જ જરૂરી છે કેમ કે વ્યાકરણ હોય તો જ શબ્દના વાક્યો પણ તમે સારી રીતે બોલી શકો લખી શકો ત્યાર પછી મારા સરાઉંડીંગ ઘરમાનું વાતાવરણ પણ એવું ગુજરાતી જ કે મારી માતા પિતા પણ મને એ ગુજરાતી શીખવી શકતા હતા અને અત્યારે એવું છે કે હું પોતે ગુજરાતી છોકરાઓને મારા છોકરાના છોકરાઓને પણ શીખવું છે એઝ અ ગુજરાતી હું છોકરાઓને ભણાવું પણ છું એને માટે પણ હું ગર્વ અનુભવું છું કે હું ગુજરાતી છું છતાંય કોઈક વાર એવું થઈ જાય કે આ વર્ડ્સ સ આનો સ સવાલનો જવાબ આપવો હોય તો પૂર્ણ વિરામ ને એ બધું કરવાનું હોય તો આ છોકરાઓને પણ એ બધું શિખવાનું બહુ જટિલ છે પણ કોઈક વાર એવી ભૂલ થઈ જાય છે પણ એ ભૂલ સુધારી લેવી પડે આપણે